હું સમાજની પ્રવુત્તિઓ વિશે સોશિયલ મીડિયા પરથી જ માહિતી મેળવું છું અને તે માટે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ ટેલીગ્રામ અને ટ્વીટર જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરું છું આજે ભારત આધુનિકીકરણ તરફ આગળ વધી રહ્યું છે જેમ જેમ ભારતમાં સાક્ષરતાનો દર વધતો જાય છે તેમ તેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો રહ્યો છે તેની મદદથી આપણે ગમે ત્યાં જઈએ છતાં પરિવારના સાથે સંપર્ક સાધી શકીએ છે પરીક્ષા અંગેની કોઈ પણ માહિતી મેળવવી હોય અથવા તેને લગતી સામગ્રીઓ મેળવવા માટે પણ ખૂબ ઉપયોગી છે સોશિયલ મીડિયા એ તમારી સામાજિક અને વ્યાવસાયિક આવશ્યકતાઓને પૂરી કરવામાં મદદ કરે છે તે તમારી જાણ કરશે નવા સંપર્કો બનાવશે માર્કેટિંગ કરશે અને સમાજમાંથી જાણ મેળવશે પણ ખરા તેને સુરક્ષિત રીતે વાપરવું તે ખૂબ જ અગત્યનું છે